હા સર આપ મેરી એક હેલ્પ કર સકતે હૈ હં મેરા મારું નામ હર્ષ સરવૈયા છે સર મારી એક હેલ્પ કરી શકો છો આમાં મારે છે ને હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું પહેલી વાર તો મારે છે ને ગુજરાતની અમુક જગ્યાઓ જે ફેમસ જગ્યાઓ છે ને તો મારે એ જગ્યાને વિઝિટ કરવા જવું છે તો હું અત્યારે સુરતમાં છું તો તમને તો ખબર જ હશે કે સુરતમાં ડુમસ બીચ વધારે પ્રખ્યાત હશે તો તમે મને કહેશો કે હુ ત્યાંથી કેવી ત્યાં કેવી રીતે જઈ શકું ડુમસ પર ના ના ના હું એકલો જ છું હું એકલો જ છું બસથી પણ મારી પાસે સામાન વધારે છે હું બસમાં વધારે ટ્રાવેલ નહીં થોડુંક હશે તો ચાલશે પણ હું વધારે ટ્રાવેલ નહીં કરી શકું બસમાં હુ છે ને અત્યારે સુરતમાં અહીંયા ખબર તો નથી પણ અહીંયા મોટા ગેટ પર અણુવ્રત દ્વાર લખેલું છે હું ત્યાં છું હં હા બરાબર

હા સામાન વધારે હં અને બસ ડુમસ જવા માટે મને કઈ બસ પકડવી પડશે

હા હં હા હા ઓકે ઓકે ઓકે ઓકે સર થેન્ક યુ હા ઓકે સર થેન્ક યુ થેન્ક